ચાલો હું છે ને આજે હું સાતમાં ધોરણથીને મેં ભણવાનું છોડી દીધું પછી મેં રસોઈમાં ધ્યાન આપ્યું છે મારા મમ્મી તો ઘણા મને શીખવાડવાની કોશીશ કરતાં પણ હું મારી જાતે સરસ લાપસી બનાવું છું મને લાપસી તો બહુ જ ભાવે અને મારી લાપસી તમે એકવાર ખાઓ એટલે તમને વારંવાર ખાવાનું મન થાય છે એવી સરસ લાપસી બનાવું છું લાપસીની રેસીપી હવે આપણે જાણીશું એક તપેલીમાં થોડુંક વાટકી એક પાણી લઈશું અને થોડોક લોટ આપણે જાડો લોટ લઈશું લાપસીનો એમાં આપણે થોડુંક તેલ નાખીશુંં પાણી ગરમ થય જાય એમાં થોડુંક તેલ નાખીને પછી મોવણ વાડો લોટ કરીને આપણે ઉકળતા પાણીમાં થોડુંક નાખીશું લોટને પછી લાપસી બનાવીશું લાપસીને પાંચેક મિનિટ આપણે ગેસ ઉપર ધીમા ગેસે થવા દઈશું કારણ કે એકદમ કાચી ન રહી જાય અને સરસ લાપસી બને એટલા માટે આપણે હવે લાપસી શીખી જઈશું અમારે ઘરે કઈ બી પ્રસંગ હોય તો મને લાપસી બનાવાનું બહુ શોખ થાય એટલે હું લાપસી અવાર નવાર બનાવું છું મને પણ લાપસી બનાવાનો મને અને રસોઈ બનાવાનો મને બહુ જ શોખ છે મને એકવાર મારે ફંન્સન હતું ભણવાનું ત્યારે મેં મારી હરીફાઈમાં નંબર આવ્યો હતો તો મેં સાબુદાણાની ખિચડી બનાવી હતી અને ખિચડી તો સાવ સેહલી છે પાંચ દસ મિનિટમાં સાબુદાણા આપણે અડધો કલાક પલાળી દેવાના અને પછી બટાકા જરાક બાફીને અને સારી રીતે ઓલા કરી નાંખવાના અને પછી આપણે સાબુદાણાની ખિચડી તૈયાર કરીશું એમાં પણ માંડવીના દાણા થોડાક એડ કરીશું ખાંડીને અને લીલા મરચાં લઈશું કાંદા કોથમરી અને બધું નાંખીને સરળ આપણે સાબુદાણાની ખિચડી બનાયેલી છે તો આ વાનગી પણ મારી મને પણ મારું નિશાળમાં પહેલો નંબર આવ્યો હતો અને મારું પણ ઘણું સારું આ સાબુદાણાની ખિચડી અથવા મેઈન સામાન્ય ખિચડી પણ બનાવેલી હતી એ પણ આ જ રીતે સામાન્ય ખિચડી પણ એવી જ રીતના બંને છે અને સામાન્ય ખિચડી તો સાવ સહેલી જ છે એ બનાવતા તો પાંચ દસ મિનિટમાં થઈ જાય છે એટલે મારો મારો અનુભવ તો બહુ જ સરસ આવી રીતના ચાલે છે એટલા માટે અને મને નવું નવું બનાવવાનું અને એક તો મારા પ્રિય છે દૂધીના ઢોકળા દૂધીના ઢોકળા બનાવામાં આપણે પહેલા દૂધી લઈશું એને છીણીને એમાં લોટ એડ કરીશું થોડોક ચણાનો છે જાડો ભૂક્કો છે લોટનો અને ઘઉંનો ત્રણેય લોટ મિક્સ કરીશું પછી એના મૂઠીયા વાળીશું મૂઠીયા વાળીને આપણે ચાળણી ઉપર બાફવા મુકીશું પછી આ પાંચ દસ મિનિટમાં વરાળમાં બફાઈ જશે પછી એને આપણે ઝીણા કરીને કટકા કરીશું અને એને પછી આપણે રાઈ મૂકીને વઘારીશું પછી આપણે એને ઠંડા પડી જાય અને માથે તલને કોથમરી નાખીશું બર